સામાજિક અને સાંસ્કૃતિક પરંપરાઓમાં કેટલાક તહેવારો છે જેવા કે રથયાત્રા જેવા જે પરંપરાથી ચાલુ આવેલ છે ત્યાર બાદ હોળી દહન હોળીનો તહેવાર ધુળેટીનો તહેવાર રંગોલીથી ભરેલો એ પણ પરંપરાથી ચાલુ આવેલ છે ત્યાર બાદ અલુના તહેવાર બાળાઓ માટેનો છે એ પણ પરંપરાગતથી ચાલુ આવેલ છે આ બધી સાંસ્કૃતિક પરંપરાઓ છે જેનો ઈતિહાસ કદી ભૂલી શકાય એમ નથી